હા જી રૂમ સર્વિસ ઓકે મારો રૂમ નંબર છે થ્રી ઝીરો ટુ ત્રણ શૂન્ય બે હું હું ફૂડ ઓર્ડર કરવા માંગુ છું મારે પંજાબી જમવું છે એમાં મારે જમવું છે પનીર લબાબદાર ગાર્લિક નાન અને હૈદરાબાદી બિરિયાની જેમાં હૈદરાબાદી બિરિયાની અને પનીર લબાબદર થોડુંક સ્પાઈસી ન કરતાં અને ગુજરાતી વાનગીમાં શું શું રાખો છો તમે ઓકે તો મને આ એક તમારી ગુજરાતી થાળી પણ કરી આપશો અને ડેઝર્ટમાં શું શું છે મીઠાઈઓમાં ઓકે તો મને એમાં રસગુલ્લા અને કેસર શ્રીખંડ પણ આપી દેજો અને તમને હું પેમેન્ટ અહીંયા આવો એટલે રોકડા આપી દઈશ અથવા તો અથવા ઓકે અને અથવા તો તમે અમારા બીલમાં ચડાવી દેજો